પહેલાંની વાત કરીએ તો સમાચાર સંસ્થાઓ જે રીતના સમાચાર પ્રદર્શિત કરતા હતા જે રીતના એ લોકોનું જે ટીવીમાં એ લોકો જે પ્રદર્શિત કરતા હતા તે ખૂબ જ બોરિંગ લાગતું હતું પરંતુ હમણાંની જે સમાચારની સંસ્થાઓ છે એ લોકોની જે રીતની ચોકસાઈ છે જે એ લોકો એકદમ સાચા સચોટ ન્યૂઝ લાવે છે સાથે વિડિયોઝ પણ એ લોકો બનાવતા હોય છે અને હવે જે સોશિયલ મીડિયા એટલે કે સોશિયલ મીડિયા પર તેઓ પ્રસારિત કરે છે તો આજનું જે નવયુવાન જે જનરેશન છે નવયુવાનો છે એ લોકોને ન્યુઝ જોવા ગમે છે એ લોકોને કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલાં સમાચાર સંસ્થાઓએ દોડીને એને રેકોર્ડ કરીને બતાવવામાં સૌથી પહેલાં એ લોકોને હાઈ ક્વોલ્ટીના વિડિઓઝ પણ બતાવવામાં આવતા હોય છે તો એવી રીતના એને કઈ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે કે જેથી અત્યારના લોકો વધારેમાં વધારે ન્યુઝ જોઈ સમચારો જોઈ અને જે જેથી લોકોને જે બોરિંગ લાગતા હતા તે હવે નહીં લાગે એનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે અને સાથે એન્ટરટેઇનમેન્ટ પણ એ લોકો કરતા હોય છે તો એ બધી વસ્તુઓને એ લોકો સંતુલન રાખે છે